હવે મહેમાનોની સરભરાની જો વાત કરીએ તો તમે તમારા મહેમાનોની સરભરા માટે તમે કઈ રીતે તૈયારી કરો છો એ તમારી વ્યક્તિગત શૈલી અને સમારંભના પ્રકાર ઉપર આધાર રાખે છે મહેમાનો માટે આદર અને મહેમાન નવાજી મહત્વની હોય છે અને જમણ પણ એટલું જ મહત્વનું હોય છે મહેમાનો આવે ત્યારે પ્રાથમિક રીતે સ્વજનિયાથી સ્વાગત કરવું પણ મહત્વનું છે તેમને સગવડથી બેસવા માટે જગ્યા આપી અને પછી આહ્લાદક બેસવાનું હોય તેવા વાતાવરણમાં સંતુલન રાખો મહેમાનોના સ્વાદને ધ્યાનમાં રાખી પીણા અને ખાવાનું આયોજન કરવું જોઈએ જમવાનું બનાવતી વખતે સામાન્ય રીતે લોકો એવી વસ્તુઓ પસંદ કરે છે જે મહેમાનોને ગમે આખા ગરમ વાનગીઓ કટલેસ મીઠાઈ અથવા ફરસાણ સામે લઈ શકે છે તમે મહેમાનોની પસંદગી અનુસાર નવી નવી વાનગીઓ અજમાવી શકો છો પરંતુ તાજા અને ગુણવત્તાયુક્ત સામગ્રીનો ઉપયોગ કરવો જોઈએ જમણ માટે મહેમાનોની પસંદગી અને પ્રસંગના પ્રકારને ધ્યાનમાં રાખીને અલગ અલગ પ્રકારની વાનગીઓ બનાવી શકાય છે જો તે એક વિશિષ્ટ પ્રસંગ હોય તો જમણમાં વઘારેલી દાળ ભાત શાક રોટલી અને અન્ય કોઈ મીઠાઈ જેવી વિધાની થાળી બનાવી એ સારી પસંદગી છે ક્યારેક સામાન્ય મિત્રોની મુલાકાત હોય ત્યારે સરળ અને ઝડપથી બનતી વસ્તુઓ જેમ કે પુલાવ પાઉંભાજી અથવા દહીંવડા જેવી વાનગીઓ બનાવી શકાય જમણ દરમિયાન નમ્રતા અને ઉદારતાથી પર સેવા પણ મહત્વપૂર્ણ છે દરેક મહેમાનને એવી લાગણી હોવી જોઈએ કે તેઓ ખાસ છે અને તેઓના અનુકૂળ જમણ બનાવવું જોઈએ અને એકદમ સ્વાદિષ્ટ બને તેની કાળજી પણ રાખવી જોઈએ તે સ્વાદિષ્ટની સાથે સાથે તેઓના લાભદાયક હોય તેવું પણ આપણે જોવું જોઈએ